ઇસ્લામ એક ધર્મ છે જે વિશ્વમાં પર્યાત પ્રમુખ ધર્મોમાં એક છે એનું મૂળમાં પરંપરાગત પ્રમુખ ધર્મો છે ઇસ્લામ એ મુસ્લિમોને ઈમાનદાર તરીકે પાછળ પાડે છે જે ખૂબ શ્રદ્ધાવાન માનતા હોય છે તેમને પાછળ પાડે છે મુસ્લિમોને દરિયાઈ ઈમાન હોય છે સુમનઝ માટે હું અન્ય ધર્મોના સંપ્રદાયોમાં રાજી રહ્યો છું તેના ભાવનાઓ અને મૂલ્યોને સમજવામાં અને તેમની સંપ્રદાયને સમાવિષ્ટ કરવામાં રસ આવે છે ઉદાહરણ તરીકે હિંદુ ધર્મને મને તેમના ભક્તિ પરાયણ પંથને માનવતા સમાજ સેવા અને જીવનની મુલાકાતોને વધારવામાં રસ આવે છે ત્યાં નવા ઉત્સવોમાં જેવા કે દિવાળી હોળી રાખી તરીકે મુજબ બ્રહ્માંડમાંથી પરીળીત થઈ ગયેલી છે જેવી માટે સંસ્કૃતિ અને ધાર્મિક પ્રતીકો ને વિવિધ રીતે સામાજિક સંસ્કૃતિને અભિવૃદ્ધિ માટે માર્ગદર્શન આપે છે